હલો પીએમ કેવીવાય સહાય કેન્દ્ર જી મારે આપની પાસેથી માહિતી લેવી હતી હકીકતમાં એવું છે કે હું આ સમજી શકતો નથી અને મારે એમાં દિનચર્યા મારી ગોઠવવી છે પરંતુ મારી પાસે કોઈ એનો કોઈ સમયપત્રક નથી એટલે મારે મારી દિનચર્યાને વ્યવસ્થિત કરવા માટે આપણી જરૂરીયાત છે તો મને સહાય કરો તો આપનો ખૂબ ખૂબ આભાર સમયપત્રકના અભાવ હોવાના કારણે હું આગળ કોઈ કામગીરી કરી શકતો નથી એના માટે મને આપના તરફથી થોડુંક વિગતવાર માર્ગદર્શન મળે તો હું આ કાર્ય સંપૂર્ણપણે પાર પાડી શકું અને પીએમ કેવીવાય યોજનાના અંતર્ગત જે કંઈ પણ લાભ મેળવવાના છે એ હું મેળવી શકું